આજે એમેઝોન શોપિંગ પર મેં એક જીન્સ ઓડર કર્યું ઓડર કર્યા પછી જ મારું ધ્યાન ગયું કે મે જીન્સની સાઇઝ ખોટી આપી દીધી છે ઓડરમાં મારે સામાન્ય રીતે બત્રીસના જીન્સની જરૂર હોય છે પણ ભૂલથી છત્રીસનું કમરનું જીન્સ ઓડર થઈ ગયું હવે મારે એ ઓડર કેન્સલ કરાવો હતો એટલે મેં વેબસાઇટ પર જઈ અને જોયું તો વેબસાઇટ પર ઓડર હજી ડિલેવરી માટે નહોતો નીકળ્યો એટલે એક ઓપ્શન તરીકે મેં આઈટમ ઓડર કેન્સલ કરી અને રિપ્લેસ કરવાનો ઓપ્શન વિચારતો હતો તો પછી મને એવું લાગ્યું કે કદાચ રિપ્લેસ કરવાથી પણ સાચી સાઇઝ ના આવે એટલે મેં એમઝોનની ચેટ વિન્ડો ઉપર જઈ અને એના કસ્ટમર કેરમાં મેસેજ લખ્યો કે આવું થયું છે તો મારી પાસે કયા કયા વિકલ્પો છે એમણે મને વિકલ્પ આપ્યા કે તમે આઈટમ પાછી પણ આપી શકો તમે આઈટમ બદલી પણ શકો અને કદાચ એક વખત ઓડર તમારી પાસે આવી જાય અને તમે પહેરી જુઓ અને તમને યોગ્ય ના લાગે તો પણ પાછી આપી શકાય એટલે છેવટે મેં એવું વિચાર્યું કે આવી જવા દઈએ ઓડર એક વખત હું જીન્સ પહેરી જોઈશ તો મને આઇડિયા આવી જશે કે કઈ સાઇઝ બરાબર છે અને પછી જરૂર પડશે તો હું પાછી આપી દઈશ